હા સર મારે છે ને ગાડી રસ્તામાં બંદ થઈ ગઈ છે તો મારે પેટ્રોલ પૂરું થઈ ગ્યું છે તો તમે મને પેટ્રોલ પ્રોવાઈડ કરશો પણ સર સર હું પાંચ કિલોમીટર દૂર છું હવે મારી પાસે કંઈ ઓપ્શન નથી ને મારે મારી જોબ ઉપર જવું છે તો પ્લીઝ હું વિનંતિ કરું છું કે તમે મને પેટ્રોલ આપો હું એવું હોય તો કેમની એવા સર એ રીતે અત્યારે પોસીબલ નથી કેમ કે એટલી વેલી સવાર છે અને મારે જોબ ઉપર જવું છે તો એક કામ કરો ને હું બોટલ આપું તમને તો મને બોટલમાં થોડું ભરી આપી દ્યોને તો હું છેને મારે જોબ ઉપર હું ઈ ઈઝીલી પહોંચી જઉં સર એકચ્યુલી મેં એવુ સાંભળેલું છે કે પેટ્રોલપંપમાં અમુક જે કેન હોય ને એ પ્રોવાઈડ થાય છે તો છે ને કેન હું તમને મની આપી દઉ છું મને હું પાછું રિટર્ન તમને કેન આપી જઈશ હું પણ તમને સર પૈસા આપું છું અને પ્લીઝ મને કેમકે અત્યારે મારી પાસે કંઈ ઓપ્શન નથી અને જો તમારી પાસે કાંઇ એ રીતે કંઇ તમે મને સેવા આપી શકો તો તમે પ્લીઝ મને કયો કેમ કે મારી પાસે અત્યારે કાંઇ ઓપ્શન જ નથી પણ સર પ્લીઝ ટ્રાઈ કરોને કેમ કે કેમેરા આઈ નો હું સમજી શકું કે ત્યાં કેમેરા છે પણ જો તમે ટ્રાઈ કરી શકતા હોય તો મને એટલિસ્ટ સેવા પૂરી પાડોને ઓકે ચલો કંઈ ઓકે કાંઈ વાંધો નઈ ઓકે ઓકે થેંક્યું થેંક્યું થેંક્યું સો મચ થેંક્યું